ના અમે રમત ગમત માટે મળતી કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિથી વાકેફ નથી તો અમે એના વિશે થોડું વધારે જાણવા માંગીએ છીએ તો એના વિશે થોડી વધારે માહિતી હવે જરૂરી છે જેમ કે રમત ગમતના કયા કયા ક્ષેત્રે કઈ કઈ રમતોમાં શિષ્યવૃત્તિ મળતી હોય છે અને આ શિષ્યવૃત્તિ ફક્ત પ્રથમ નંબર લાવનારને જ મળતી હોય છે કે ત્રણ નંબર સુધીના કે પછી કેટલા નંબર પ્રાપ્ત કરેલ લોકો સુધી આ શિષ્યવૃત્તિ મળતી હોય છે અને ફક્ત રાજ્ય લેવલે જ જીતનારને આ શિષ્યવૃત્તિ મળતી હોય છે કે પછી તાલુકા અને જિલ્લા લેવલ જીતનારને પણ આ શિષ્યવૃત્તિ મળતી હોય છે તો તેના વિશે અમે થોડું વધારે જાણવા માગીએ છીએ જેથી કરીને અમે પણ કોઈ રમતમાં ભાગ લઈએ અને તેમાં અમે વિજેતા થઈએ તો અમે પણ આ શિષ્યવૃત્તિને લાભ લઈ શકીએ